તમે સુરેશ જોશી વાત કરી રહ્યા છો મને એકચ્યુલી હું નૈઋતી જોશી મને તમારું નામ સુભાષભાઈ પટેલે આપ્યું હતું મારે એક મકાન ભાડે લેવાનું છે તો તમારી પાસે મકાન અવેલેબલ છે હં તો તમે મને જણાવી શકો છો કે એનું ભાડું શું છે

અમે ઘરમાં હું અને મારી બેન બે જ વ્યક્તિ છે હા અને શું મને ફર્નિચર ફેસીલીટી પ્રોવાઈડ થશે

હા અને હા ઓકે

હા એ હું સમજુ છું હા અને

હા તો મારી એકચ્યુલી જોબ છે તો તમે કહી શકો છો કે તમે ક્યારે ફ્રી છો તો હું ત્યારે તમને મળવા આવી શકું ઓકે તો આપણે પરમદિવસની એપોઇન્ટમેન્ટ ફિક્સ ફિક્સ કરીએ હું પરમદિવસે તમારા ઘરે આવીશ થેન્ક યુ